હું અમદાવાદની રહેવાસી છું અહીંયા ફરવા લાયક ત્રણ સ્થળો છે જે પહેલું છે જે પતંગ હોટલ છે જે દસ માળા છે અને ત્યાં ફરતી હોટલ છે અને ત્યાં ખાવાનું પણ બહુ સારું મળે છે અને એક છે એસજી હાઇવે ત્યાં પણ ત્યાં મોટું મોલ છે અને ત્યાં ફરવા લાયક અને ખાણીપીણીને વસ્તુઓ પર સરસ મળે છે અને બીજું છે એ કાંકરિયા છે કાંકરિયા તળાવ જે બહુ ફેમસ છે અને ત્યાં પોતે કુતુબુદ્દીન શાહે બનાવ્યું છે અને તે ત્યાં નગીના વાડી પર છે અને ત્યાં ખાણીપીણીની વસ્તુઓ પણ સારી મળે છે